કેન્સર અને હૃદય રોગની બીમારી માટે મારા ગામમાં કંઈ હોસ્પિટલ જેવી નથી તેથી અમારે વલસાડ સુધી જવું પડે છે અને વલસાડ સુધી જવા માટે તેની અવરજવરમાં ભાડું પણ મને બહુ મોંઘું પડે છે તેથી અમારા ગામમાં તો કોઈ સગવડ નથી એટલે અમારે વલસાડ સુધી જવું પડે છે અને વલસાડમાં જઈએ અને ત્યાં પણ કંઈ એટલી બધી સગવડ નથી અને એ ટેકનોલોજી પણ નથી એટલી બધી તેથી અમને તે બહુ મોંઘું જેવું બી પડે છે અને સારવાર પણ સારી લાગતી નથી અમને તેથી અમે જેમકે મોટા મોટા શહેરોમાં જાવા પડે છે પૂના મુંબઈ વગેરે જેવા શહેરોમાં જાવા પડે છે અને ત્યાં જઈએ તો અમને વધારે પોસાતું નથી ત્યાં તો વધારે મોંઘવારી હોય છે અને તેથી અમે વલસાડમાં શહેરમાં જઈએ છે અને ત્યાં પણ એટલી બધી ટેકનોલોજી એડવાન્સમાં નથી કે અમને સારવાર મળી શકે સારી જેમકે એમ ત્યાંનાં ડૉક્ટરો પણ એટલા બધા સારા નથી કે તે અમારી સારવાર હૃદય જેમકે હૃદય અને કેન્સરના રોગની સારવાર કરી શકે છે બે ડાયાલીસિસ થયું હોય તો બે દિવસ સુધી તેમાં બે દિવસ આંટા મારવા પડે છે અને અમારા ગામડાંમાં કોઈ એવી સારવાર નથી તેથી અમારે વલસાડ સુધી આવવામાં વાહન વાહન ખર્ચો બહુ વધી જાય છે તેથી આ શહેર વધારે જો વલસાડ સુધી આવીએ તો તે સારવાર કરીને સારું થઈ જવા જોઈએ પણ એ સારું થતું નથી તેથી મુંબઈ અને પૂના કે વધારે મોટા શહેરોમાં જવું પડે છે અમને એ સગવડથી પોસાતું નથી અને સારું થતું નથી તેથી અમને બીજા મોટા શહેરોમાં જઈએ તો ત્યાં મોંઘવારી પણ વધુ હોય છે અને મોંઘું લાગે છે અમને એથી આ સારવાર માટે કોઈ સગવડ જ હા